લાઈટ યાને કી વીજળી વીજળીની અંદર ઘણાં બધાં ખતરા છે એનું કારણ છે કે ક્યારે પણ બે જ છેડાં જોઈન્ટ ન સરખી રીતે થયા હોયને એની ઉપર ટેપ લગાવી હોય તો ટેપમાં ય કદાચ હાથ લાગી ગયો હોય તો આપણને કરંટ લાગે અને આપણને ફેંકી દે એને માટે પહેલાં તો કોઈ સિસ્ટમ એવી હતી નહીં અને અમારે ખુદને અમારા મશીનની અંદરે આ પોઝીશન આવતી હોય તો એની અંદર અમને ઘણી બધી દિક્કત આવતી હતી અત્યારે શું છે કે આ રીતનું કોઈપણ પ્રોબ્લેમ થાય તો એમસીવી કરીને સ્વિચ એની ફિટ કરે છે કે કદાચ એ ક્યાંય પણ શોર્ટ સર્કિટ થઈ હોય તો એમસીબી પડી જાય અને ત્યાંથી કરંટ બંધ થઈ જાય એને હિસાબે લ્યા હવે રહી છે વીજળીના કરંટની વાકેફ તો વીજળીનો કરંટ તો શું છે ઘણી ફેરે એવું થતું હોય કે આ મેં કોઈપણ મોટર છે કે મશીનના છેડાં જોઈન્ટ કરતાં હોય અને કોઈ માણસ ત્યાંથી એમ થયું કે આ પડી છે એમનેમ બંધ તો ચાલુ કરી દઈએ તો આપણને કરંટ લાગે છે અને આપણી જાનને પણ જોખમ છે એટલે વીજળીની અંદર અલાવા બધાય એમનેમ થયેલ છે હવે ટાળવા માટેનું તો જે તમને કીધું એ એમસીબી અત્યારે ફિટ કરી દઈ છીએ એને હિસાબે કોઈ જાતનો કંઈ વાંધો આવતો નથી પહેલાંના અંદર એવું કંઈ હતું નહીં એ તે ત્યારે આવા આવા ખતરા ઘણાં બધાં થતા હતા બીજા નંબરની અંદર કંપનીની અંદર ગયા હોય અને કંપની ચાલુને આપણે મેઈન સ્વિચ બંધ કરતાં ભૂલી ગયા હોય ને કંઈ ન હોય અને શોર્ટ સર્કિટની અંદર કે ઘણી ફેરે આગ લાગે છે અને નુકસાન પણ ઘણું બધું થાય છે તો એ બધુંય પહેલાં થતું હતું હવે એ માયલું એટલું બધું થતું નથી જેથી કરીને અત્યારે આવા જ એ બધી સિસ્ટમો નીકળી ગઈ છે જેથી કરીને અત્યારે વીજળીના કોઈ એટલા બધા ખતરા રહેતા નથી